પહેલાના સમયથી જોઈએ તો આપણે ઘરમાં રસોઈ માટે સામાન્ય એવા દેશી ચૂલાઓ પર બનાવતા હોય છે પરંતુ હાલના સમયની ને અનુલક્ષીને વાત કરીએ તો દર હરેક ઘરમાં હરેક ગામડાઓમાં ગેસ સિલિન્ડર જોવા મળે છે જેમાં એલપીજી સિલિન્ડર જોવા મળે છે કે જેના પર રસોઈ કરવામાં આવે છે તો પહેલાંના સમય કરતાં રસોઈ કરવાનું એ થોડું સહેલું તો બન્યું છે પરંતુ એના કેટલું જોખમીદાયક બન્યું છે કે જેને કારણે આપણી લાપરવાહીના કારણે એ ગેસ સિલેન્ડર ના લીધે આગ લાગી શકે છે ને આગમાં એવાં ઘણાં બધાં નુક્સાન થઇ શકે છે સામાન્ય એવી નુક્સાન થવા સિવાય પણ જાનહાનિ થઇ શકે છે તો એલપીજી સિલિન્ડર વાપરીએ છીએ એ આપણને જ્ઞાન છે તો તેને કઈ રીતે સલામત રાખવું આગને કઈ રીતે રોકવું તો આગ ને આગ લાગી ગઈ હોય તો કયાં પગલાં લેવા વિવિધ જાતની એ જાણ પણ આપણને હોવી જોઈએ અને એ જાણ આપણને ન હોય તો આપણે હાલના ડિજિટલ જમાનામાં એલપીજી આગથી લાગતી આગને હોલવવા માટે કે બુઝાવવા માટે ઘણાં બધાં પગલાં એવા આ ઇન્ટરનેટ પર જોઈ શકીએ છીએ પુસ્તકો વાંચી શકીએ છીએ કે જેમને જાણ હોય છે એમને કહેવામાં આવે છે કે હાલમાં તો હવે સ્કૂલમાં કોલેજોમાં આજે ફાયરમેન ડીપાર્ટમેન્ટ હોય છે તેવો આગની સલામતી માટે એ એ સ્કૂલે કે જેતે સ્થળે જઈ જઈને એ સલામતી માટે એ એમને સૂચન કરતાં હોય છે તો ઘરમાં જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ આપણે એ ટોપિક પર વાત કરવાની છે કે સિલિન્ડરમાં જ્યારે આપણે સિલિન્ડરનો ઉપયોગ કરીએ છે તો એનાથી આગ ના લાગે તે માટે આપણે કેટલા પગલાં લેવાના હોય છે તો ફસ્ટ તો એ છે કે જ્યારે આપણે સિલિન્ડરને ચાલુ કરીએ કે ઓન કરીએ છીએ ત્યારે લાઇટરનો યુઝ કરવો જોઈએ જેનાથી લાઇટર યુઝ કરે એટલે ફક્ત જે આપણે ગેસ સળગાવવાનો હોય છે તે જ સળગે છે આપણે માચીસ અન્ય કોઈ માચીસ સાધનોનો ઉપયોગ કરીએ છે તો જે સળગાવીને નીચે ફેંકીએ છીએ તેનાથી આગ લાગવાની સંભાવના વધુ રહે છે અને જ્યારે આપણે રસોઇ પતી જાય છે ત્યારે તે એ સિલિન્ડર જે છે એને આપણે ઓફ કરવો જોઈએ જે સિલિન્ડરમાં આપણને નીચે કોક આપેલો હોય છે એ કોકને ઓફ કરવો જોઈએ જેનાથી ભૂલચૂકથી પણ જો ગેસ ચાલુ રહી ગયો હોય તો એ જે તો ગેસ નીકળે છે સિલિન્ડરમાંથી એ ન નીકળતો હોય ક્યાં તો આપણે જ્યારે આપણે રસોઈ પૂરી થઇ ગઈ હોય છે ત્યારે તે ગેસ સિલિન્ડર ને વારંવાર ચેક કરવું જોઈએ ઘરમાં આગળ પાછળ જતાં એ ગેસ સિલેન્ડર ને ચેક કરવું જોઈએ કે કે એ સિલિન્ડર ચાલુ તો નથી ને ગેસ નિકળતો નથીને અને જો આપણને એવું લાગે કે ગેસ ચાલુ રહી ગયો છે કે એ ગેસની સ્મેલ આવી રહી છે તો આપણે તરત જ એ ઓરડા કે જયા આ ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યો છે તે ઓરડામાં બારી અને બારણાઓને ખોલી દેવાં જોઈએ કે જેથી હવાની અવરજવર એ રૂમમાં થતી રહે અને એ જે ગેસ એ રૂમમાં ભેગો થયો છે ગેસ સિલેન્ડર જે લીક થયો છે એ હવા બહાર નીકળી જાય બહાર નીકળી જતાં એના જે અણુઓ હોય છે એ વાતાવરણમાં ફેલાય જાય છે અને તે જુદાં થઇ જાય છે જ્યારે તે એક રૂમમાં રહે છે ત્યારે એ અણુઓ એક સાથે જકડીને રહે છે અને એમાં જ આગ લાગી જાય તો એ ધડાકો મોટો જોવા મળે છે અને જાનહાનિ જોવા મળે છે નુક્સાન થાય છે એ લોકો મરી જાય છે તો આપણે એ સમયે બારીબારણાં ખોલી જઈએ તો અંદરની હવા બહાર જાય છે બહારની હવા અંદર જાય છે એમ હવાનું અવરજવર ચાલુ થઈ જાય છે જેથી આગ લાગવાની સંભાવના અટકી જાય છે બીજું આપણે એ જોઈએ કે જ્યારે પણ આપણે એ ગેસ સિલિન્ડર હોય છે એના ઉપર એની ડેટ લખેલી હોય છે એક્સપાયરી ડેટ લખેલી હોય છે તો એ વારંવાર ચેક ર કરતું રહેવું જોઈએ તો જેનાથી આપણે બધી એવા પગલાંઓનું ધ્યાન રાખીએ અને એક્સપાયરી ડેટ પતિ ગઈ હોય તો એ જ આગ લાગી શકે છે એ સિવાય આપણે ગેસ સિલિન્ડરની વાત કરીએ

એ ગેસ સિલિન્ડરને આગ લાગે તેવા વિસ્તારથી થોડું દૂર રાખવું જોઈએ ક્યાં તો આગ લાગી હોય તો ફટાફટ એ ગેસ સિલેન્ડરને બહાર કાઢી દેવો જોઈએ કે જેથી મોટી આગ ના લાગે ગેસ સિલિન્ડરની વાત કરીએ તો આપણે એ એ ગેસ સિલિન્ડર વાપરવાના આપણને જે નોલેજ છે એના સિવાય આપણે એ એ ગેસ સિલિન્ડર જો લીક થઈ જાય તો તે માટે આપણે તેને કઈ રીતે બંધ કરી શકીએ અથવા તો આગ લાગી હોય તો આપણે તેને કઈ રીતે રોકી શકીએ તે આગ ન લાગે તે માટે કયા પગલાં તે વિવિધ જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે ગેસ સિલિન્ડરને જે તે નજીકના આપી એલપીજી સેન્ટર પાસે ચેક કરાવવું જોઈએ કે બરાબર છે એ સિવાય આપણાં જે ગેસ ચાલુ કરીએ છે એને જે પાઇપ હોય છે એ અમુક ટાઈમ પછી બગડી જાય છે ખરાબ થઇ જાય છે તો એ ગેસ પાઇપને વારંવાર બદલવું જોઈએ વારંવાર એની ચકાસણી કરવી જોઈએ કે લીક થતું નથી અને જો એ લીક થાય એને તરત જ બદલી કાઢવો જોઈએ એ સિવાય આપણો જે ગેસ હોય છે જેને આપણે ચાલુ કરીએ છે એમાં પણ કેટલીક વખત કેટલીક વખત ખામીઓ આવી જાય છે પરંતુ આપણે એ ખામીને જોતાં આપણે એને ખાલી સુધરાવી દઈએ છીએ એને બદલતા નથી તો આપણે એ ગેસને પણ વારંવાર બદલવો જોઈએ વરસમાં એ ગેસને બદલી નાખવો જોઈએ કે જેથી ગેસ સિલિન્ડરમાંથી તો સિલિન્ડરમાંથી તો આવી જાય છે પર સિલન્ડરમાંથી તો તે કોઈ પણ જોખમ વગર આવી જાય છે પરંતુ ગેસમાં આવીને લીક થાય જાય છે ઘણી વખત આપણે એ ગેસ ચેક કરવાનું ભૂલી જઈએ છે અને સિલિન્ડરને અવારનવર બદલતા રહીએ છીએ પરંતુ ગેસને પણ અવારનવર બદલવું જોઈએ કે જેથી આપણાં ઘરમાં રસોઈ કરતી વખતે કે પછી રસોઈ કર્યા પછી સિલેન્ડરમાં આગ ન લાગે અને આપણે સલામતીથી રસોઈ કરતાં રહીએ એ માટે જરૂરી પગલાં ભરવાના હોય છે હવે આપણે ગેસ સલામતી માટે ફસ્ટ તો એને એ ગેસને બંધ કરવું બરાબર છે જરૂરી છે તેને વારંવાર જોવું જરૂરી છે કે ગેસ સિલેન્ડરને વારંવાર બદલવું જરૂરી છે ગેસ સિલેન્ડરને પાઇપને વારંવાર બદલવું જરૂરી છે એ સિવાય ગેસને બદલવું જરૂરી છે એ સિવાય જ્યાં વધુ આગ લાગતી હોય અથવા આગની જ્વાળા જે અગ્નિવાળા જે સાધનો હોય તેનાથી ગેસ સિલેન્ડરને અલગ રાખવો જોઈએ કે તેનાથી આગ ન લાગી શકે એ સિવાય ફાયર એગઝીક્યુટર જે કે આપણે એક આપણાં પર સાદી ભાષામાં કહીએ તો કાર્બન ડાયૉક્સાઈડનો બાટલો તેની સુવિધા આપણે ઘરમાં રાખવી જોઈએ કે ટાઈમ પર એ ગેસ સિલિન્ડરને આગ પકડી લે અને આપણને જલ્દી જલ્દી બીજો કોઈ નુસ્ખો હાથમાં ના આવે તો એ સીઓટુના કાર્બન ડાઓક્સાઇડના બાટલાથી આપણે ચાલુ કરીને એ સિલેન્ડર પાસે લાગેલી આગને કંટ્રોલમાં કરી શકીએ અને મોટી જાનહાનિ થતા બચાવી શકીએ છીએ બચવી શકીએ છીએ અને એ કાર્બન ડાયોક્સાઇડનો બાટલો હોય છે એને પણ વારંવાર એક્સપાયરી ડેટ જોવી જોઈએ જોવી જોઈએ ગેસ સિલેન્ડરની આજુબાજુ આપણે પાણીની નળી પાણીની નળીઓની વ્યવસ્થા કરવી જોઈએ તો તાત્કાલિક આગ લાગે તો આપણને આમ તેમ શોધવું ના પડે આપણે પાણીની નળીને તરત એ ગેસ સિલિન્ડર પર મારી લઈએ આપણે એવાં કેટલાંક કેમિકલ એવાં કેટલાંક લિક્વિડ કે જે આગ અગ્નિને પ્રતિરોધ કરે કે અગ્નિને તરત એ શાંત કરી દે તો ગેસ સિલેન્ડરમાં જ્યારે તરત આગ લાગી જાય છે તો આપણે એ આગ ને તરત જ રોકી શકીએ આગને તરત જ રોકી શકીએ તો આગને રોકવા માટે એલપીજી સિલિન્ડરને વારંવાર ચેક કરવો જોઇએ અને વિશેષ પગલાં લેવાં જોઈએ એ માટેની જાણ ન હોય તો આપણે ડિજિટલ એપનો ઉપયોગ કરવો જોઈએ ડિજિટલ એપ પર ગેસ સિલિન્ડર જો લીક થાય અને એમાં આગ લાગી જાય તો એમાં કેવી રીતે રોકવાના એ વિવિધ પગલાંઓ આપેલાં હોય છે એનું વાંચન કરવું જોઈએ થોડો ટાઈમ આપણે આપણા જીવનને બચાવવા માટેના કામોમાં પણ લગાવવો જોઈએ એ વાંચીને આપણે ગેસ સિલિન્ડરમાં આગ લાગે તો તેને કઈ રીતે તેણે કાબૂમાં કરી શકીએ તે માટેનાં નુસ્ખા વાપરવાં જોઈએ જ્યારે પણ આપણે રસોઈ બનાવતી વખતે ગેસનો ઉપયોગ કરીએ કે ગેસ ઓન કરીએ છીએ ત્યારે આજુબાજુ કોઈ એવી વસ્તુ ઓ કે જેમાં ઝડપી આગ ન લાગી જાય તેને દૂર રાખવી જોઈએ અને એ ગેસ સિલેન્ડરને દૂર રાખીને રાખવું જોઈએ જેથી તેમાં આગ ન પકડી લે અને જ્યારે બી રસોઈ બનાવ્યા પછી પણ ગેસ સિલિન્ડરને આપણે ઉપરથી ગેસ પરથી તો બંધ કરી દઈએ છીએ પરતું જે ગેસ સિલેન્ડરમાં મેન એક કોક આપેલો હોય છે એ કોકને પણ બંધ કરવો જોઈએ કે જેથી એ કોકને આપણે બંધ કરીએ તો અંદરથી ગેસ લીક થતો નથી અને ગેસ લીક થતો નથી તેની જ દ્વારા તો આગ લગતી નથી પણ વારંવાર ચેક કરવું જોઇએ જો એવા સમયમાં ગેસ ઓપન રહી ગયો હોય અને ગેસ લીક થતો હોય અને એની સ્મેલ ઘરમાં આવતી હોય તો તરત જ એ એ કોકને બંધ કરી ગેસને બંધ કરી એ જ એ ઓરડામાં ગેસ લીક થયો છે તે રૂમની બારી અને બારણાં બધ્ધું ખોલી દેવું જોઈએ જેથી હવાની અવરજવર ચાલુ થાય જાય અને ગેસ સિલેન્ડર ગેસ સિલિન્ડરમાંથી નીકળેલો ગેસ એ હવાને અવરજવરમાં આમ તેમ ફંગોળાઈ જાય અને આગ લાગવાની સંભાવના ન રહે તો ઘરમાં રસોઈ કરતી વખતે વપરાતા એલપીજી સિલેન્ડર માટેના સલામતીના પગલાં આ મુજબ હતાં